હા એમ તો ઘણા બધા પુસ્તકો છે જે સત્યઘટના પર આધારિત છે પણ મારું પ્રિય અને બધાને રસ પ આપી શકે એવું એક પુસ્તક નહન્યતે છે જેમાં મૈત્રી દેવી અને વિરચા યુકલેટની વાર્તા છે આ એક સત્યઘટના છે જીવનની સત્ય ઘટના પણ કહી શકો કે મૈત્રી દેવી એ સાહિત્ય જગતનું સૌથી ઉચ્ચતમ કહી શકાય એવું નામ છે અને પોતે એ રવીન્દ્રનાથ ટાગોરના શિષ્ય છે કે જેને સોળ વર્ષની ઉંમરે મીરચા યુકલેટ નામના એક વિદેશી વ્યક્તિ સાથે પ્રેમ થાય છે અને એ પ્રેમ પ્રકરણ ત્યાં જ આઠ મહિનાઓમાં સંકોરાઈ ગયું હતું અને મીરચા પાછો એના વતન જતો રહ્યો હાલ છડે સ્પર્શ બાદ ફરી પાછો મીરચા યુકલેટનો શિષ્ય આવે છે અને મૈત્રી દેવીને મળે છે અને ફરી એ આઠ મહિનાનું જીવન જીવે છે આ આમ જોવા જઈએ તો એક પરીકથાથી ઓછું નથી લાગતું પણ કોઈકના જીવનની સત્યઘટના છે આ નવલકથામાં નહન નહન્યતેમાં પ્રેમ ક્યારેય મરતો નથી એ વાત મૈત્રી દેવી બહુ દૃઢતાથી કહે છે